ગુજરાતમાં એવા ઘણા બધા કાર્યક્રમો છે જ્યાં લોકો વિશાળ પ્રમાણમાં આવે છે પ્રતિયોગીતામાં ભાગ લે છે અને આ બધામાંથી એક પ્રતિયોગીતાની વાત કરું તો વર્ષમાં એક વખત નવરાત્રિ કરીને એક ઈવેન્ટ આવે છે અને એ નવરાત્રિમાં ઘણા બધા કલાકારો ગરબા રમે છે અને એ ગરબામાં સૌથી વધારે ફેમસ હોય ગુજરાતમાં તો વડોદરાના ગરબા છે જ્યાં તે લોકો ગોળ સર્કલમાં એક જ સર્કલ હોય છે અને એવા ઘણા બધા સર્કલો હોય છે એટલે એક જ ટીમ રમતી હોય એમ તમને લાગશે વચ્ચે ગરબા હોય છે ગરબો હોય છે એની ફરતા તમે બધા ગરબા રમતા હોય છે અને ગરબા રમતી વખતે અને ગીત ગાતા હોય એ આવી નવરાત્રિ રે રાણા ણા ણા ગરબે રમે ગુર્જરી રે રા ણા ણા ણા બસ આવા ગરબા ગાતા હોય અને એયને ગરબા રમતા હોય અને એવા બહુ જ પ્રમાણમાં લોકો આવે છે અને આ ગરબાનો લાભ લે છે